હાલો હાલો હા સાહેબ આપણે ચિરાગ બોલું તો આપણે સુરતથી ચેન્નાઈની ટિકિટ સ્લીપર કોચમાં કરવાની છે મને એક મારા ફ્રેન્ડે રેફરન્સ આપ્યો છે તમારો કે ભાઈ પ્રતિકભાઈ પટેલ કરીને આપણા ફ્રેન્ડ છે એની જોડે ટિકિટ કઢાવજે ટિકિટ બુકિંગનું કામ કરે છે ડેટ તો સમજી લોને કે પંદર તારીખમાં કરવાની છે પંદર જુલાઇ હં

હવે એમાં એવું છે કે જો જેમાં મળે એમાં જો વેટિંગ હોય સ્લીપરમાં તો પછી એસીમાં કરજો થડ ટાયર હોય તો એમાં ને સેકન્ડનું હોય તો સેકન્ડ તમારી રીતે તમે જોઈ લો શેમાં થશે યેસસ રાઇટ બે કરવાની છે એક લેડિસ છે અને એક જેન્ટ્સ છે અન હા બંનેનાં નામ છે નાથભાઈ લાલજીભાઇ સેન્જલિયા અને જયાબેન જયાબેન નાથાભાઈ સેન્જલિયા બંને એજેડ છે હા હા સેન્જલિયા તો નાથાભાઈની એઈજ છે શિકષ્ટી ટુ અને જયાબેનની એઈજ છે શિકષ્ટી હા હા હા હા હા હા હા

જયાબેન જયાબેન નાથાભાઈ સેન્જલિયા હા

હા હા હા હા હા હા ના ના બીજું તો કંઈ નથી જાણવું પણ પેલો હોય તો મને કોન્ટેક પાછો કોલ બેક કરજો ઓકે હા હા હા ઓકે ઓકે ઓકે ઓકે હા હા હા હા ઓકે ઓકે હા એ થેન્કયુ હં હા